હેલો જનરલ હોસ્પિટલ નડિયાદ જી મારું નામ અવધેશ જાની છે મારા મિત્રને તાત્કાલિક ચક્કર આવે છે થોડી થોડી વારે એમને વારંવાર ચક્કર આવે છે જેથી મારે ન્યુરોલોજી ક્લિનિક શોધવાની જરૂર છે તો મને જણાવો કે શું સિવિલ હોસ્પિટલ નડિયાદની અંદર કોઈ ન્યુરોલોજી ક્લિનિક છે અને ડોક્ટર હાજર છે જો છે તો સમય જણાવો અને જો ક્લિનિક ના હોય તો શહેરની અંદર આવેલી કોઈપણ ન્યુરોલોજી ક્લિનિકનો મને સંપર્ક અને ડોક્ટરનું નામ જણાવો